હા જ્યારે હું નાનો બાળક હતો ત્યારે મને ગુજરાતી ભાષા વાંચવામાં બોલવામાં કે લખવામાં બહુ ભૂલો થતી હતી ત્યારે મને ગુજરાતી આવડતું જ નહોતું પછી મને થોડા પ્રયત્નો મેં કર્યા પછી મને ગુજરાતી બોલતાં આવડ્યું અને પછી થોડા સમય પછી મને ગુજરાતી વાંચતા પણ આવડ્યું અને ત્યાર બાદ મેં ગુજરાતી લખતા પણ શીખી લીધું